હલો કેયા હોસ્પિટલ હા

હા ઓકે હા ઓકે હા હા તમે ફેવર માપ કર્યું તુ એનું ઓકે તો વધારે કેહવાઈ તો કઈ દવા લીધી હતી બે દિવસ હં ફાયુ હન્ડરેટ એમ જી હં બીજો કોઈ પ્રોબ્લેમ છે એવું છે એમ તો તમે મારી હોસ્પિટલ પર નઈ આવી શકો હા ઓકે

હા હું તો હું તમને દવા તમારા વૉટશએપ નંબર પર લિસ્ટ મોકલી આપુ છું એ તમે મેડિકલ સ્ટોર પર થી એ અત્યારે આ વાઇરલ ઇન્ફેકશન ચાલે છે ને એના લીધે હોય શકે બરાબર હા ઓપન જ હોય છે હા ઓકે તમે વધારે થોડું એવું લાગે તો તમે ક્લિનિક પર આવી શકો છો બરાબર હા એવું લગશે તો આપડે રિપોર્ટ કરવી જોઇશું બરાબર હા બરાબર ઓકે હા કાલ સુધી તાવ નઈ ઉતરે તો પછી કરવી જોઇશું હા હા